નમસ્કાર બોલો સર તમારે આની પહેલાં બેંક એકાઉન્ટ કોઈ બેંકમાં ખરું રાષ્ટ્રીયકૃત હોય કે કોઈ અન્ય બેંક હોય ખાનગી હોય સર હા

જુઓ તમે સહકારી બેંક સાથે જોડાયેલા હતા એટલે તમને બેન્કિંગ પ્રક્રિયા વિશે તમામ માહિતી છે એટલે રાષ્ટ્રીયકૃત બેંક હોય કે કોઇ પણ બેંક હોય બેંકનું ખાતું ખોલાવવા માટેની મોટાભાગની જે ભારત સરકારનાં નાણામંત્રાલયે જે નિયમો બનાવ્યા છે તે તમામ માટે સરખા હોય ઉદાહરણ તરીકે માની લો કે તમારે રાષ્ટ્રીયકૃત બેન્કમાં નવું એકાઉન્ટ કરવું છે તો એના માટે સૌથી પહેલાં અત્યારે આધારકાર્ડ ફસ્ટ છે આધાર કાર્ડ વગર તમારું બૅન્કિંગ એકાઉંટ શક્ય નથી એટલે ડોક્યુમેન્ટ તરીકે તમારે આધાર કાર્ડ આપવું પડે એક બીજું તમારા ફોટોગ્રાફ્સ પણ આપવા પડે સાથે સાથે અમારી બેંકમાં તમે ખાતું ખોલાવવા માગો છો તો અમારી જ બેંકના કોઈ પૂર્વ ખાતેદારની બાહેંધરી પત્ર કે ભાઈ આ વ્યક્તિને હું ઓળખું છું અથવા તો મારી મારું પણ આ બેંકમાં ખાતું છે તમે આ વ્યક્તિને આપની બેંકમાં એક નવા એકાઉન્ટ હોલ્ડર તરીકે ને સ્વીકારો એટલે એ એ પ્રકારની વ્યવસ્થા જોઈએ સાથે તમારી તમે જે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવા માગતા હોવ તો તમારા પતિ પત્ની અથવા તો તમારી સાથે કોઈપણ જે વ્યક્તિ જોઇન્ટ એકાઉન્ટ માટે સહમત છે તેના આધાર કાર્ડ સહિત એ બેંકમાં જે ફિઝિકલી જે વસ્તુ જોઈતી હોય છે માની લો કે તમારું પાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે તમારો રહેણાંકનો પુરાવો છે તમે કેટલા વર્ષથી શહેરમાં રહો છો આ પ્રકારની જે વિગતો છે તે બેંકને જોઈતી હોય છે બીજી વસ્તુ બેંકમાં બે પ્રકારનાં સેવિંગ અને ડેબિટ બે પ્રકારનાં ખાતાં ખૂલતાં હોય છે મોટેભાગે જે સામાન્ય લોકો ખાતું ખોલાવતા હોય છે તે મોટે ભાગે સેવિંગ એકાઉન્ટ ખોલાવતાં હોય છે એટલા માટે તે સામાન્ય પગારદાર વર્ગથી લઈને સામાન્ય જે બેંકમાં રોકાણ કરતો વર્ગ છે જે સામાન્ય છે નોકરી સાથે જોડાયેલો છે તે આ પ્રકારનાં ખાતાઓ ખોલાવતાં હોય છે ડેબિટ એકાઉન્ટ એવું હોય છે જે મોટા ભાગે વેપારી વર્ગ ખોલાવતો હોય છે એટલે તમારા માટે સેવિંગ એકાઉન્ટ એ શ્રેષ્ઠ છે અને એ જ ખોલાવાય એટલે તમે ગમે ત્યારે અમારી બેન્કમાં હા

ભાડા ભા ભાડા ભાડા ચિઠ્ઠી હા હા એ ચાલે

હમ અને તમારા ફોટોગ્રાફ્સ હમ અને રૂબરૂ બેન્ક હા ઝી ઝીરો બેલેન્સથી જ ખોલાવવાનું હોય અત્યારે રિજર્વ બેન્ક ઓફ ઇંડિયાનું નિયમ છે કે મિનિમમ એમાઉન્ટ કે ભાઈ પાંચસો રૂપિયા કે પચીસ સો રૂપિયા મિનિમમ બેન્કમાં એકાઉન્ટમાં પૈસા હોવા જોઈએ એટલે ખુલી શકે ઝીરોથી પણ તમારે નઈ ખાતું ખુલ્યા પછી જે રિઝર્વ બેન્ક ઓફ હા રિજર્વ બેન્ક ઇંડિયાની જે ગાઈડલાઈન્સ છે મિનિમમ પૈસા બેન્કનાં ખાતામાં હોવા જોઈએ એ રાખવું પડે જો આવું નો થાય તો રિઝર્વ બેન્કના નિયમ પ્રમાણે જે તે બેન્ક છે એ તમારા ખાતામાંથી દંડના રૂપિયા પચીસ રૂપિયા પચાસ રૂપિયા કે જે વખતે રિઝર્વ બેન્ક જે નિર્ધારિત કરે તે દર મહિને કપાઈ જાય એટલે એ તમને નુકસાની જાય એ નથી નથી નથી નથી નથી પણ તોય મેં હા રૂબરૂ બેન્કના બેન્કના સમયમાં દસથી લઈને પાંચ સુધી ગમે ત્યારે આવો હા